નમસ્તે મારું મનપસંદ સમાચાર પત્ર દિવ્ય ભાસ્કર છે કારણ કે આ સમાચાર પત્રમાં માત્ર આપણા ભારત દેશની જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં થયેલી ઘટનાઓ બનાવો તથા હાંસલ કરેલી સિદ્ધિઓની માહિતી બતાવવામાં આવે છે તે ઉપરાંત ખેલ કૂદ રમત ગમત સંસદીય કાર્ય તેમજ ધાર્મિક તિથિઓ પંચાંગો જેવી ઘણા બધા પ્રકારની માહિતીઓ આપવામાં આવે છે તથા આ સમાચાર પત્રમાં રોજગાર અંગેની સરકારની વિવિધ સેવાઓ નીતિઓ તેમજ દેશના વિવિધ ગંજ બજારોનો ભાવ તથા તેમની સ્થિતિ દર્શાવવામાં આવે છે આ સમાચાર પત્રમાં ભારતના મૂવી કલાકારોનો પણ પ્રદર્શન બતાવવામાં આવે છે તથા તેમણે પામેલી સિદ્ધિઓની પણ માહિતી આપવામાં આવે છે આ સમાચાર પત્ર દ્વારા બરોજગારની ઘટતી ઘટના પણ બતાવવામાં આવે છે આ સમાચાર પત્ર દ્વારા આપણા દેશની આર્થિક સ્થિતિ તથા આપણા દેશનું વ્યવસ્થા તંત્ર તેમજ દેશનું અર્થતંત્ર કેવી રીતે ચાલી રહ્યું છે તથા તેમાં કેવી રીતે અને કયા કયા ફેરફારો થયા છે તેની પણ માહિતી આપવામાં આવે છે તેમજ આપણા દેશમાં થતા ભાવ વધારા ઘટાડા વગેરે જેવી માહો માહિતીઓ પણ આપવામાં આવે છે આ સમાચાર પત્ર દ્વારા મુંબઈમાં આવેલાં સ્ટૉક માર્કેટના ભાવોની માહિતી પણ આપવામાં આવે છે જેથી કરીને આપણે સ્ટૉક માર્કેટની માહિતી પણ મેળવી શકીએ છીએ અને આપણે જો સ્ટૉક માર્કેટમાં ઇન્વૅસ્ટ કરવું હોય તેથી આપણે તે ખ્યાલ આવી શકે છે